હા હા હું ફ્રી જ છું જરા અ ઓકે એટલે કેટલોક છે ઓર શું છે કઈ ટાઈપનું ઓકે

હા હા હા હા તો કયા કઈ જગ્યાએ છે ઓકે વાંધોનઈ

ઓકે નો પ્રોબ્લેમ હા હા હા એનું સરસ હ હ હા વાંધોનઈ તો એનું હા હા અને એનું પેમેન્ટનું શું છે અ ના ના એટલામાં તો હા હા બરાબર છે બટ એટલામાં તો નહી એટલીસ તમારે લાખ સુધી તો કરી દેવું પડસે કેમકે અટલા દિવસ છેને ઓકે ડન હા હા નો પ્રોબ્લેમ ડન હા હા ઠીક છે હા હા વાંધોનઈ એ હા હા થેન્ક યૂ